મારા વિસ્તારમાં કળા અને હસ્તકળા ક્ષેત્રે ભૌતિક સંપદા અને કોપીરાઈટ મુદ્દાઓ સાથે કાયદા લાયસન્સ અને ટ્રેડમાર્ક જેવી કાનૂની પ્રક્રિયાઓ દ્વારા વ્યવહાર કરવામાં આવે છે મારા વિસ્તારનું કળા અને હસ્તકળા ક્ષેત્ર તેમાં તેનાં કલાકારો દ્વારા બનાવેલી વસ્તુઓ અને તેમની ડીઝાઈનો વગેરેનું કરાર અને પેટન્ટ કરી લે છે તેમને બહાર વેચવા માટે લોકોએ લાયસન્સની બી સુવિધા કરેલી છે તેમનાં લોગો અને ટ્રેડમાર્કનો બી ઉપયોગ કરવામાં આવે છે અને તેમની વસ્તુઓ બહારનાં દેશોમાં અને બહારનાં રાજ્યોમાં એક્ઝિબિશન કરી ને તે લોકો પૈસા મેળવે છે અને એ પૈસા દ્વારા એ કલાકારોને મદદરૂપ થાય છે